હું એક મહિના પહેલાં એલ પી જી ગૅસ ખરીદ્યો હતો હું એક મહિનાથી આ ગૅસ વાપરી રહ્યો છું આ ગેસથી વાતાવરણ ખરાબ થતું નથી અને આ ગૅસ વાપરતી વખતે ધુમાડો નીકળતો નથી જેથી રસોઈ કરવામાં સરળતા રહે છે આ મારો પૉઝિટિવ અનુભવ છે આ ગૅસ લીક થતો હોવાથી ખૂબ જ મોટી શક્યતા રહેલી હોય છે તેનાથી આગ લાગવાની સંભાવના રહેલી હોય છે આ ગૅસ સરળતાથી રસોઈમાં ફેલાઈ જાય છે અને જોવાતો ન હોવાથી આગ લાગવાની અને જાનહાનિની સંભાવના રહેલી હોય છે જેથી મોટી જાનહાનિ થઈ શકે છે મારા મતે આ મારો નૅગેટિવ અનુભવ છે